હેલો હા નમસ્તે હા હું સરગમ મ્યુઝિક ક્લાસીસમાંથી ત્રિગુણભાઈ બોલું છું બોલો ને

બરાબર સારું કહેવાય સરસ સરસ તમે સારું કર્યું મને ફોન કર્યો હવે મારા મારા ક્લાસીસમાં તમને ગિટાર ફ્લુટ તબલા અને વોકલ સિંગિંગ એ બધું પણ શાસ્ત્રીય સંગીત પણ શીખવાડવામાં આવે છે ગાવામાં એટલે એ બધું શીખવાડવામાં આવે છે તો તમને તમારા દીકરાને શેમાં મૂકવો છે હા તો હાર્મોનિયમ પણ હું શીખવાડી દઇશ અને શાસ્ત્રીય સંગીત પણ બહુ સારી રીતે કહેવાય શીખે એ અચ્છા સ્કૂલનો ટાઇમ શું છે

હા જો મારા ક્લાસીસ અઠવાડિયામાં ત્રણ દિવસ હોય છે અને એ ત્રણ દિવસમાં તમે સાંજે છથી સાતનો સમય ફાવશે તમને હા અને ફીઝ મારી એક મહિનાની આઠસો રૂપિયા છે હા તો અગર જો તમે આજે સાંજે આવી જાવ તો સારું રહેશે તમને જે ત્રણ દિવસ ફાવે એ પ્રમાણે હું સેટ કરી દઇશ હા હા ધન્યવાદ બાય આવજો